તાજેતરમાં જન્મેલાં બાળકની સંભાળ એવી રીતે રાખવી જોઈએ તેના માટે તમારે બધું એને કોઈ જાતની શરદી ખાંસી કંઇ ના થવું જોઈએ એને કપડાંથી લપેટીને રાખવું જોઈએ નવડાવવામાં નવશેકા પાણીથી નવડાવવું જોઈએ એના એના માટે કપડું એકદમ ચોખ્ખું રાખવું જોઈએ એને લૂંછવાનો ટુવાલ અલગ રાખવું જોઈએ એનામાં એના જે બાળોતિયા જે કંઈ પહેરાવો એ પણ એકદમ ચોખ્ખાં ને સ્વચ્છ કપડાં રીતે સ્વચ્છ બાળકને અને એને ટાઈમે ટાઈમ તમારે એને માતાનુ દૂધ હોય દૂધ આપવું જોઈએ એને જે અમુક ટાઈમ પછી એને જે કાંઈ જમતું થાય તે દાળનું પાણી આપો નારિયેળ પાણી આપો એ બધું આપો એ બાળકને પોતે એને કઈ રીતે અરે અમુક તો દૂધ આપે છે દાળને ભાત પેલા એકદમ મિક્સ કરીને એ રીતનાં રાઈતું જેવુ બનાવી એ ખવડાવો તમે એક ચમચી ચમચી આપો એને પાણી પણ તેને ચમચીથી આપો તો બાળક તમે આરામથી પીશે અને કોઈને તકલીફ ના પડે બાળક ઉછેરવું એ પણ નાની મોટી વાત નથી બાળક ઉછેરવા મોટામાં મોટી એને માતાને બહુ મોટી કાળજી લેવાની હોય છે એને બધી રીતે એને સુવાડવાની ખવડાવવા પીવડાવવાની બધી એને એની જવાબદારી એને પોતે એ સંભાળવી પડે કારણ કે બાળકને નીચે સુવાડાય નહીં નીચે સુવાડો તો નીચે ગોદળી મૂકવી પડે એને લપેટવું પડે એ બાળકને તો તમારે આરામથી એને એને બાળકને ઘોડીયામાં સુવાડો એને લપેટી એને ઉપરને ઉપર ધાબળો કે વસ્તુ મુકીને એને હૂંફ મળે એ રીતે એને સુવાડવું જોઈએ એને બાળકને બાળક તમારું ગમે ત્યાં હોય નાનું બાળક જે હોય એનું તમે જેટલું જતન કરો એટલું બાળક ખીલે એને ચાલતા શીખે એમાં એને ધીમે ધીમે પેલા એને ઘૂંટણ ઘૂંટણે પર સુવડાવો શીખવાડો પછી એને આ દિવાલના ટેકે શીખવાડો એ ધીમે ચાલતો થાય તો એને પછી આંગળી પકડીને ચલાવો એ ચાલે પછી એ ધીમે ચાલતો થઈ જાય પછી એને જેમ ચાલે એ પછી એને ખોરાક જે ખાય એને ખોરાકને બી ઘણો ખોરાકની અદલા બદલી કરવી પડે